હા એ મનસુખ ભાઈ શાકભાજી વાળા વાત કરું છું રાજકોટથી એ તમે શાકભાજી બકાલાના ફાર્મે તમે પોતે ઉગાડો છો

વાહ શું શું હા હું બજેટમાંથી કરવાનું એટલે મને હું તમને કહું છું ખૂબ તમે અ પુલાવ જરાક એટલે એ પ્રમાણે પછી મને તમારે માલ શાક વાવ જોઈશું કેવું રહે છે

બરાબર હા કેટલા દિવસ સુધી આપણે સારું તમારું શાકભાજી બસ તો આપણે